લીલુંછમ અને સ્વચ્છ પર્યાવરણની જાળવણીમાં કરવી એ આપણા બધાની નૈતિક ફરજ છે તેના માટે આપણે પ્રદૂષણ અટકાવવું જોઈએ જે જે આ ઈંધણ વાળી બધી બસો છે ટ્રેન છે જે એને આપણે અટકાયત કરવી જોઈએ આપણે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી પ્રદૂષણ નથી ફેલાતું ધુમાડો પણ નથી નીકળતો અને એના માટે આપણે વૃક્ષો જે કપાણ થાય છે એરી અટકાયત કરવી જોઈએ નને નવા વૃક્ષો વાવવા જોઈએ એના માટે એક એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવે તો પણ કરોડો અબજો વૃક્ષોની ફાળવણી થાય છે અને પ્રદૂષણ મુક્ત ભારત થાય છે જે પ્રવાસીઓ આવે છે તે નદીઓમાં એમાં કચરો નાખીને જતાં રહે છે જેમ કે ઉદાહરણ લઈ લો કાંકરિયા એમાં પ્રવાસીઓ આવે છે ફરવા માટે જે ખાય છે પ્લાસ્ટિક આવે છે તે નાખીને જતાં રહે છે પછી તે પાણીમાં રહી રહીને પ્રદૂષણ ફેલાવે છે એ પાણી આપણે પીએ છીએ તો રોગચાળો ફેલાય છે એના માટે પોલો ફોરેસ્ટમાં પણ આપણે કચરો નાખીને માણસો જતા રહે છે તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને કચરો ના થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ એના માટે આપણે એક બે વ્યક્તિ ધ્યાન રાખવા વાળા પણ બેસાડવા જોઈએ જેથી કોઈ કચરો કરે તો એની અટકાયત કરી શકે